હાલના અમારા ઘરમાં તો ઘણાં મિક્સરો પણ જોવા મળે છે ગ્રાઈન્ડર ગેસ સિલિન્ડર અવન અને એના સિવાય પણ જે બીજી અલગ અલગ ઇલેક્ટ્રોનિક સાધનોની અખંડ રીતે જોવા મળતી મોટી લિસ્ટ છે આ લિસ્ટમાંથી હવે સાચું કહું તો રસ જતો રહ્યો એવું લાગે છે કારણકે જ્યારે ખાંડેલું લઈને એને પીસવામાં બેસતાં ત્યારે સ્ત્રીઓ એને કલાકોના કલાકો સુધી મથ્યા કરતી એની અંદરથી જે રસ કાઢતી જે મહેનત કરતી જે એનું પરિબળ બધું બતાવતી તે આજના જમાનામાં રહ્યું જ નથી સાચું કહું તો મને મિક્સરમાં વાટેલી મિક્સરમાં મિક્સ કરેલી ચટણી બિલકુલ ભાવતી નથી જે જૂના જમાનામાં ખાંડલીયું લઈને પીસવા બેસતી સ્ત્રીઓ અને ઘરના પુરુષોને પણ ઘણીવાર મોટું હોય તો બોલાવવામાં આવતા કે ભાઈ જરા હાથ વટાવને જરા કરવા લાગ ને તો એ જે સ્વાદ હતો તે ખૂબ જ અલગ છે અને કરીને જોવા જઈએ તો આજના જમાનામાં જે આ સિલિન્ડર આવી ગયા એમાં પણ ઇલેક્ટ્રોનિક સિલિન્ડર એની તો વાત જ શું કરવી અતિશય એ ધીમી ચાલતી બાબતને એમણે એટલી ઝડપી કરી દીધી કે રસ જ નથી રહ્યો પહેલાં જે ચૂલો લઈને બેસતાં અને જે ફૂંકણી મારવી એની અંદર આગ ઓલવવી અને પ્રજ્વલિત રાખવી એના માટે જે માથામણો થતી લાકડા શોધવા જાઓ લાકડાને મૂકો અને સાચવી રાખો ભીના નહીં થવા દો આ બધી મહેનત જતી રહી છે ને એના લીધે મને એવું લાગે છે કે મજા નથી આવતી હવે આ ખાવાનામાં